હલો મીરા ટ્રાવેલમાંથી બોલો હા હું અહીંયા બોમ્બેથી આવી છું અમદાવાદ ફરવા માટે મને તમારો નંબર ગૂગલ સર્ચ કર્યો તો મારે અમદાવાદ ફરવું છે ગાડી બી જોઈએ છે અને સાથે ગાઈડ બી સા જોઈએ છે તો તમે અવેલેબલ કરાવી શકશો મને અમે થ્રી ફોર પર્સન છીએ એ ચાર પ ચાર ચાર

ઓકે મારે મારે છે ને જુઓ અડાલજની વાવ ગાંધી આશ્રમ અક્ષરધામ કાંકરિયા રિવરફ્રન્ટ આ બધું ફરવું છે તો કેટલો ટાઈમ બે દિવસ જોઇશે કે એક જ દિવસમાં બધું પતી જશે ઓકે અને એ કાલથી આ તમારો ડ્રાઈવર મળી જશે મને કામા હોટલમાં હું રુકી છું રોકાઈ છું અ વાંધો નહીં તો કાલે સવારે કેટલા વાગે આવશે ડ્રાઈવર અ હું ચાલો ને આઠ વાગે અમે બ બધા રેડી હોઈશું તો તમારા ડ્રાઈવરને આ નંબર પર કોલ કરવા કહેજો તો અમે રિસેપ્સન પર મળી જઈશું બધા એટલે રેડી થઇ જઈશું આવી જશે ને ઓકે તો બે દિવસ માટે તમે મારું બુક કરી દો ને તો હું તમ પછી ડ્રાઈવરને સાંજે જ પૈસા આપી દઈશ જેટલું થશે એટલું પેમૅન્ટ બરાબર હા હા પાક્કું જ છે આ નંબર પર આવે એટલે કોન્ટેક્ટ કરી દે એટલે અમે બધા મળી જઈશું એમને રિસેપ્સન પર ઓકે ઓકે ઓકે તમે આ આ નંબર પર લોકેશન અને નામ એડ્રેસ બધું મોકલી દઉં છું તો એ પ્રમાણે કરી દેજો બરાબર ઓકે ઓકે